ભારત જે દેશ છે તે અંધશ્રદ્ધાથી ભરેલો દેશ છે અહીં ઘણા એવાં લોકો જે છે તે જમવાની બાબતે અંધશ્રદ્ધા ધરાવતા હોય છે મારા જ પોતાના ઘરમાં ખાવા અંગે એવી ઘણી પરંપરા અને અંધશ્રદ્ધાઓ જે છે જે રસોઈની બનાવતી બનાવતી વખતે કે ખાતી વખતે મારે ધ્યાનમાં રાખવામાં આવે છે જેમ કે ગુરુવાર અને શુક્રવાર અમારી ત્યાં ખીચડી નથી બનતી અને જો બનાવવામાં આવે તો આ લોકોને લાગે કે કશુંક ખરાબ થશે અથવા તો ખરાબ સમાચાર આપણને મળશે આ ઉપરાંત જે છે બહારથી કાંઈપણ જમવાનું આવે છે જેમ કે પડોશના ઘરેથી કાંઈપણ જમવાનું આવે છે ત્યારે ઘરનો જે મોટો બાળક જે હોય છે તે તે વસ્તુ પહેલાં ન ખાઈ શકે ઘરના બીજા માણસોએ પહેલાં તે વસ્તુ ચાખવાની પછી તે બાળક જે છે તે વસ્તુ ખાય છે આ ઉપરાંત તવા ઉપર જ્યારે રોટલી રાખીએ છીએ અને છેલ્લી રોટલી જ્યારે ઉતારી ત્યાં તે પહેલાં ચૂલાને બંધ ન કરવાનું અને ચૂલો બંધ કરવાની પહેલાં લોટની નાની જે કટકી જે છે તે તવા ઉપર રાખવાની આ આવી અંધશ્રદ્ધા એટલા માટે છે કે જુઓ આ રીતે કરવામાં ન આવે તો ઘરનો જે નાનો બાળક જે છે તેના ઉપર વજન આવે છે એટલે તે કે તે બીમાર પડી જાય છે આવા ઘણા એવા જે છે તે રસોઈ બનાવતી વખતે એવી અંધશ્રદ્ધાઓ છે ઘણીક વાર તો એવી પણ અંધશ્રદ્ધાઓ હોય છે જેમકે અગર ચાલુ ચૂલો હોય છે અને એના ઉપરથી કોઈક કોઈ છોકરી જે છે તે ચાખી લે કોઈ વસ્તુ જેમકે મીઠું કેટલું છે તે ચાખવા માટે તે જો ચાખે તેને જેમકે દાળ જે છે તેમાં મીઠું બરાબર છે કે નહીં જે ચાલું ચૂલા ઉપર રાખે છે એમાંથી ચાખી લે તો એવી અંધશ્રદ્ધા છે કે તેનો તેનાં લગ્ન મોડાં થાય છે એટલે ઘણી ખરી એવી અંધશ્રદ્ધાઓ જે છે તે રસોઈમાં બનાવતી વખતે કે ખાતી વખતે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની આવે છે